સામાન્ય રીતે કોઇપણ પ્રદેશની પ્રાકૃતિક ભાષા એ જ મુખ્ય ભાષા હોય છે જેમ કે ગુજરાતમાં વસતા તમામ ગુજરાતી લોકો ગુજરાતી બોલતા હોય છે પરંતુ થોડા સમયથી અધર લૅંગ્વેજનું પ્રભુત્ત્વ વધ્યું છે જેમ કે ઇંગ્લિશ છે હિંદી છે તો આવી લૅંગ્વેજના કારણે ગુજરાતીલૅંગ્વેજ કંઇક અંશે ઓછી બોલાવા લાગી છે આગળ વાત કરી એમ કે હવેના સમયમાં ઇંગ્લિસ લૅંગ્વેજનું પ્રભુત્ત્વ બહુ વધારે દિવસે ને દિવસે વધી રહ્યું છે આજકાલના તમામ વાલીઓ પણ પોતાનાં બાળકને ઇંગ્લિશ મીડિયમ જેવી સ્કૂલની અંદર એડમિશન કરાવતા હોય છે તેના ઉપરથી લાગે છે કે આવનારા ભવિષ્યને પણ ઇંગ્લિશનું મહત્ત્વ રહેશે ઇંગ્લિશ એક એવી ભાષા છે કે જે તમામ વર્લ્ડની અંદર બોલાતી ભાષા છે જેથી કરીને તેનું મહત્ત્વ વધી રહ્યું છે અત્યારે વિશ્વના જે દેશોની અંદર ઇંગ્લિસ ભાષા બોલાતી હોય છે માટે આપણાં ગુજરાતની અંદર ગુજરાતી પણ થોડા અંશે એના પર અંગ્રેજી ભાષાનું કે અધર લૅંગ્વેજનું આક્રમણ થઇ રહ્યું છે જેનાં કારણે પ્રોપર ગુજરાતી બાળકો નથી શીખતા અને અધર લૅંગ્વેજ શીખવા માંડ્યા છે મુખ્ય વે લૅન્ગવેજ તરીકે ઇંગ્લિશને ભાર આપવા માંડ્યો છે માટે ગુજરાતી અને ગુજરાતી સંસ્કૃતિ ઉપર થોડા અંશે ખતરો મંડરાઇ રહ્યો છે